હલ્લો કેમ છો હા તો મને પાંચ છ દિવસ થઈ ગયા છે તાવ અને શરદી સારી થતી જ નથી તો હું શું કરું એકસો વીસ ડિગ્રી થઈ ગયું છે તાવ તો જલ્દી થી સારુ થઈ જાય એ માટે કઈ દવા લખી આપશો હા ના ખાલી તાવ અને શરદી હજુ હારી થતી જ નથી તો જલ્દી સારુ થઈ જાય એ માટે કઈ દવા આપશો હા હા

હું ટેન્શન તો નથી લેતી પણ ઘણા દિવસ થઈ ગયા છે એટલા માટે જલ્દી સારુ થઈ જાઉ તો સારુ એમ હા ના ના હા તો મેં ઘરથી ને જ કરુ કે પછી મારે હોસ્પિટલ આવુ પડશે તો સારુ થશે હારુ તો મે કાલનો અપોઇન્ટમેન્ટ લઉ છુ તો હુ કાલે આવી જઈશ એ માટે તમે હા મને સારુ થઈ જાય તો જલ્દી સારુ એટલા માટે સારી દવા અને નુકશાન ના થાય એવી દવા જોઈએ છે હું ઘરે હું ઘરે તો બધા જ પ્રયત્ન કરું છું હું મારી મમ્મી ને પૂછી પૂછીને ઘણા તરીકા અપનાવીયા છે પણ સારુ જ નથી થતું એટલા માટે મારે એકવાર હોસ્પિટલ તો આવવું જ પડશે અને તમે કાલે રહેશો ને હા સારુ તો હુ કાલે આવીશ અને તમે ત્યાં જ રેહજો હા થેંક યુ